હલો હા જીઓ કંપનીમાંથી વાત કરી રહ્યાં છો મારે હમણાં ગામડે જવું પડ્યુ છે કંઈક કામના વિશે તો મારે પૂછવું હતું કે ત્યાં બ્રોડબેન્ડ કવરેજ પકડાય છે અને અગર પકડાય છે તો ત્યાં બ્રોડબેન્ડ સેવાઓની ઉપલબ્ધતા મારે જાણવી છે તો કઈ કઈ હશે એ મારો બ્રોડબેન્ડ એમપિન આઈડી છે સાત શૂન્ય શૂન્ય ચાર ત્રણ નવ છ ત્રણ નવ એક અને હમણાં ઓટીપી આવ્યો છે ચાર શૂન્ય શૂન્ય એક બે